કેમ છો ભાવેશભાઈ મજામાં હા હું એવું કેતો તો કે આપડે સન ટેમ્પલ અને હનમાન મંદિર જવું છે ફરવા ફેમિલી જોડે હા તો મને ગાડી કા તો બસ અને આખા દિવસનું શું પેકેજ હોય છે ડ્રાઇવરનો ચાર્જ શું છે અને ગાડીનો ભાવ શું છે કિલો મીટરએ એસી ગાડી જોઈએ છે આપડે આપડે આઠ જણ છે બધા એમા આયા ફેમિલી સાથી હવે હું એવું કે તો સાહેબ હું એવું કે તો તો કે આપડે પેલી નાની બસ આવે ને આપડે ટેમ્પો ટ્રાવેલર્સ એસી વાળી વિકલાયનરી એ હોય તો એ કરી આપો વાંધો નય સોલ જણની આવે છે ન તો વાંધો નય વાંધો નય આપડે તો અઠવાડિયા પછી જવાનું છે તો વાંધો નય તમાર જ્યારે ફ્રી હોય ગાડી મને કય દેજો ન સારી વ્હોટસપ કર દેજો તો હું પૂછી લવ ઘેર એમ આઠ જણ આવવાના છે વાંધો નય હજારના બે હજાર ત્રણ હજાર થાય એનો વાંધો નય મોકલાય દવ હમણાં ગૂગલ પે કર દવ છું પતી જાય પછી અને ડ્રાઇવરનો શું ચાર્જ છે આપડે ઓકે ડ્રાઇવરનું જમવાનું એ તો અમે આપી દઇશું પૈસા એવું હશે તો વધારે બરાબર એને અને આપડે કેટલા દિવસ લાગે આમ કેટલા કિલોમીટર છે એટલે શું બે દિવસ લાગશે કે શું છે

ઓકે વાંધો નય અન કય હારી હોટલ હોય તો કેજો પાછા અને હોટલમાં રેહવું હોય એક આદ નાઇટ તો સારી એવી ફોર સ્ટાર હોટલ હોય તો કેજો જણાવજો તો કેવું એકઆદ રાત રઈએ એમ વાંધો નય ગૂગલ પે કર દવ